હા લગ્નમાં લોકો નવવધુને ઘણી બધી ભેટ આપવામાં આવે છે જેમ કે દાગીના કપડા કિંમતી વસ્તુઓ વાસણ કવર વગેરે જેવી કિંમતી ભેટ આપવામાં આવે છે હવે જો આપણે દહેજ પ્રથાની વાત કરીએ તો દહેજ પ્રથા એ પહેલાના જમાનામાં ખૂબ જ અગત્યની હતી એમ આપણે કહી શકીએ પરંતુ ધીમે ધીમે આપણા દેશમાં દહેજ લેવું અને આપવું એ બંને ગેરકાયદેસર છે તેમ છતાં આજે પણ દીકરીઓના લગ્નમાં દહેજ માથે ચડીને બોલે છે દહેજ પ્રથામાં પહેલાના જમાનામાં ઘર વખરીનાં વાસણ જેમ કે ટીવી ફ્રિજ પૈસા તેમજ તેની જોડે કેટલાક કુરીવાજો પણ જોડાયેલા હતા જે ધીમે ધીમે ઓછા થતા જોવા મળે છે અને આજના જમાનામાં ઘણા બદલાવો થયા છે અને લોકોમાં ધીમે ધીમે પરિવર્તન આવતું જોવા મળે છે તેથી દહેજ પ્રથા ધીમે ધીમે નાબુદ થતી જોવા મળે છે હવે દીકરીઓને ભણાવવામાં આવે છે જેથી કરીને પોતે આત્મનિર્ભર બની શકે અને પોતાનું જીવન સ્વાતંત્ર્ય રીતે જીવી શકે